મને ગીતો સાંભળવા બહુ જ ગમે છે એમાં હિન્દી પિક્ચરનાં ગીતો ભજન ડાયરો એ એ પ્રકારનાં સંગીત આપણે કલાસિક સંગીત એ પણ સાંભળવું ગમે છે હિન્દી પિક્ચરનાં ગીતોમાં જૂનાં ગીતો જે આજે વર્ષો પહેલાંનાં ગાયેલાં અત્યારે પણ ગાવા સાંભળવા ગમે છે અને અમે સાંભળતા સાંભળતા ગાઈએ પણ છીએ અને એ પ્રમાણે અમે પોતે પણ રિયલસર કરીને અહીંયા અમારે આશ્રમમાં પ્રોગ્રામ હોય છે એમાં અમે ગાઈએ છીએ અને બધાએ એનજોય કરીએ છીએ મારા માનીતા ગાયકો કિશોર કુમાર મુકેશ હેમંત કુમાર મહેન્દ્ર કપૂર મન્નાડે તલત મહેમૂદ આ પ્રમાણેના જે જૂના ગાયકો છે જે લિજંડ છે એને અમે સાંભળીએ છીએ એમનાં ગીતો વ્યવસ્થિત સાંભળી અને પછી એ પણ અમે સાથે સાથે ગાઈએ છીએ અમારે અહીંયા પ્રોગ્રામ હોય છે ત્યારે અમે એ પોગ્રામમાં એ બધાં ગીતો યાદ કરી કરીને અને ગાઈએ છીએ અમારે ત્યાં હૉલની અંદર અંતાક્ષરી રમીએ છીએ ત્યારે પણ એ બધાં ગીતો યાદ કરી કરીને ગાઈએ છીએ કિશોર કુમારનાં ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે એ જ પ્રમાણે મુકેશ મુકેશજીનાં ગીતો પણ મહેન્દ્ર કપૂરજીનાં ગીતો રાષ્ટ્રભક્તિનાં ગીતો તેમ જ હેમંત કુમારની તો શું વાત કરવી હેમંત કુમારનાં ગીતો આપણે સાંભળતા હોઈએ ત્યારે આપણે જાણે બંગાળમાં પહોંચી ગયા હોઈએ એ રીતની આપણને ફિલિંગ થાય છે